હલો તમે નિખિલ ટુરિસ્ટ એજન્સીમાંથી બોલો છો

ના ના ના ના સર મારે પેટ્રોલમાં અવેઇલેબ્લ જોઈએ છે અત્યારે હ અચ્છા અચ્છા

ઓકે ઓકે તો આનું રેન્ટનું તમે કંઈ રીતે જોવો છો પર ડે ના આધારે કે પેટ્રોલના આધારે ઓકે તો પર ડે માટે રેન્ટ કેટલું છે બાઈક માં તો અત્યારે મારે સ્પેલન્ડર જોઈએ છે ઓકે અને પેટ્રોલની ફેસેલીટી અમારે કરવાની છે કે તમારાં ઉપર આ સિવાય બાઈકમાં બીજી કોઈ સર્વિસ મળશે કે બધું અમારા ઉપર છે ઓકે તો મારે ત્રીસ દિવસ માટે જોઈએ છે તો રેન્ટ નું કંઇ રીતનું હશે કેલક્યુંલેશન ઓ એસ અ સ્ટુડન્ટ અમને કંઈ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે કે બધાં માટે સેમ રેટ રહેશે

ઓકે સ્ટુડન્ટ માટે ટ્વેન્ટી પરસેંટ ડિસ્કાઉન્ટ અને આ સિવાય બીજી કંઈ ફેસેલીટી અને બાઈક કેવી રીતે તમે પહોંચાડશો અમારે લઈ જવાની કે તમારા કોઈ ઓકે ઓકે તો તમે તમારું એડ્રેસ જણાવી શકશો અત્યારે હા ઓકે સર થેંક યુ ચાલો હવે બીજી કંઈ સ્પ્લેન્ડર સિવાય બીજી કોઈ બાઇકમાં કંઈ ભાવમાં કંઈ વધઘટ થાય એમ હોય તો ઓકે સર થેંક યુ ચાલો